હમ્ બરાબર બરાબર હવે આમાં શું છે હું કેરીયર કાઉન્સિલિંગમાં તમને સજેસ્ટ કરી શકું છું એડવાઈઝ કરું છું હવે એમાં તમે શું છે કે સાઈન્સ લેવું હોય તમારે તમે સાઈન્સ લીધું તો તમે ડૉક્ટરી અથવા એન્જીનિયરીંગનું કરી શકો અને જો તમે કોમર્સ કોમર્સ લીધું હોય કોમર્સમાં તમારે વિદાય થઈ હોય બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય તો પછી તમારે શું છે કે કોમર્સમાં કોઈ બી નોકરી કરવી પડે અથવા તમારે શું છે કે એંજિનીયરીંગમાં કે ડોકટરીમાં ભણવું હોય તો તમારે શું છે કે તમારે સાઈન્સ હોવું જરૂરી છે હવે સાઈન્સ તમે લેશો તો તમે ડૉક્ટરી કરવી હોય તો તમારે શું છે કે એમાં ફિઝીક્સ છે લોજિક બાયોલોજી બધાં વિષયો એમાં બધાં આવે છે તમા તમારે હેલ્થ રીલેટેડ બધા અભ્યાસ હશે એમાં અને એન્જીનિયરીંગ એન્જીનિયરીંગમાં તમારે અભ્યાસ કરવો હોય તો એન્જીનિયરીંગમાં તમારે શું છે કે તમે કન્સ્ટ્રક્શનમાં કે બીજા કોઈપણ એન્જીનિયરીંગ ફક્ત હા એમાં જ નથી હોતા કે કન્સ્ટ્રક્શનમાં જ હોય મેકેનિકલ એંજિનીયર ઓટોમોબાઇલ એન્જ એન્જીનિયરીંગ હોય કમ્પ્યુ કોમ્પ્યુટર ડેટા એન્જીનિયરીંગ હોય

હા હા આમાં વાંધો નહીં આવે લગભગ હ એમાં એમાં તમને શું છે કે સાઇન્સમાં બી તમે એક વખત સબજેક્ટ પૂરું કરી નાખશો સાઇન્સ સબજેક્ટમાં તમારે અમુક માર્ક્સ માર્ક્સ સારા આવી જાય પછી તમે કોઈપણ રસ્તો યુઝ કરી શકો તમારે શું બનવું છે ડોક્ટર બનવું છે કે એંજીનીયર બનવું છે કે તમે ઉપ એના એના ઉપર આધાર રહે છે બ બરાબર હા હા હા હા હા હા હા રૂ હા હા હા ના આમાં આમાં શું છે કે તમે અભ્યાસ કરો એની સાથે શું તમારે આર્થિક રીતે પણ આપણી એવી સધ્ધરતા હોવી જોઈએ આર્થિક રીતે પણ એવા સક્ષમ હોવા જોઈએ આપણે કે આપણે અભ્યાસને પૂર્ણ કરી શકીએ કેમ કે તમે ડોક્ટરી કરો તો એમાં શું છે કે ખૂબ જ અભ્યાસ ખૂબ જ સમય એ બધુ તમને બેકગ્રાઉન્ડ મા બાપનો સપોર્ટ એ બધું જોઈએ એ તમારે તમે તમને હા એ તમને તક પૂરી મળતી હોય તો તમે કરો પછી તમે અધ વચ્ચેથી છોડી દો તો એનો કોઈ અર્થ નહીં ને એન્જીનિયરીંગમાં કરો તમારે પોતે તમારે ગ્રુપ બનાવી તમારે મિત્રો સોથે ડિ મિત્રો સાથે ડિસક્શન કરીને તમે આગળ વધો એવા પ્રયત્નો તમારે કરવાના છે હા બરાબર હા હા હા હા હા હા અ રૂબ રૂબ રૂબરુમાં પણ તમને વધારે સારી રીતે ગાઈડ કરીશ ઓકે